મેં હમણાં થોડા સમય પહેલાં જ ઓનલાઇન વસ્તુ મગાવી હતી આ ઓનલાઇન વસ્તુની અંદર મોબાઇલ મગાવ્યો હતો અને તેનો ઓડર મને એક અઠવાડિયામાં પણ મળી ગયો મને તેનાં પેકેજિંગ પરથી એવું લાગ્યું હતું કે અ મોબા અંદરની વસ્તુ સારી નહીં હોય પણ મને એવું લાગતું હતું કે બજાર કરતાં ઓનલાઇન વસ્તુ મંગાવેલી સારી સસ્તી અને સારી ગુણવત્તાવાળી હશે મેં આ મોબાઇલને એક અઠવાડિયું તો વાપર્યું એક અઠવાડિયું વાપર્યા પછી મને એવું લાગ્યું કે તેમાં ચાર્જિંગ પણ થતું ન હતું તેની બેટરી પણ કલાકે ને કલાકે ઓછી થતી થઈ જતી હતી તેમાં ઘણી બધી એપો હતી તે પણ તે કામ નહોતી કરતી તેના કેમેરા તેનો ડિસ્પ્લે બધું જ ખરાબ થઈ ગયું હતું મેં મોબાઇલની ત્યાં ફરિયાદ કરી તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે જો તમે આ મોબાઇલને એક અઠવાડિયા પહેલાં જ અ આપી દીધો હોત તો અમે પ પરા પૈસા પરત આપત પણ તમે એક અઠ અમારી કંપનીના એવા નિયમો છે કે એક અઠવાડિયામાં લીધેલો માલ સામાન અમે પ પાછો અને ખરીદ્યું તો તેને પાછો આપીએ છીએ